હલો બોલો મનીષાબેન કેમ છો હા હું પણ એ જ ક્મ્પ્લેઇન્ટ કરું છું તમને કે તમે પણ દેખાતા નથી બાજુના જ સોસાયટીમાં પાંચ મિનિટનાં અંતરે આવવાનો પણ ટાઈમ નથી ના ના ના અહીંયા જ છીએ પણ મેં થોડોક શાકભાજી લેવાનો ટાઈમ ચેન્જ કરી નાખેલો છે એટલે આપણી મુલાકાત નથી થતી અરે પણ તમને ખબર નથી હવે એ બધી જગ્યાઓ તો ખાવસાના સ્ટોલ બધા ખુલી ગયા આપણાં જૂના પાણીપુરીવાળા લોચાવાળા બંધ થઈ ગયા એ તો મને પણ નહોતી ખબર પણ પણ મારી દીકરી છે ને હવે રોજ ત્યાંથી આવ જા કરે ને ટ્યૂશન કલાસ તો એણે મને બે દિવસ પર કીધું કે મમ્મી બધું બંધ થઈ ગયું એમ કહે કે મેં કીધું અરે બાપ રે હા એટલે આપણે શાકભાજી લેવા જઈએ ને ત્યારે આપણે પાણીપુરી ખાવાની જે યાદો છે આપણી એ યાદો બની જશે એવું લાગે છે મને હા તો આપણે આપણે હા આપણે આપણે આપણે ટ્રાય કરીએ ખાવસા પણ એટલીસ્ટ એ મને કહેતી તી કે દસેક સ્ટોલ છે એમાંથી બીજા નંબરના સ્ટોલ પર જજો મેં કીધું કાંઈ નામ હોય તો મને કહે હવે યાદ નથી પણ છોકરાઓ હવે કંઈક ખવાયેલા છે એટલે મને કહે કે સારું છે પણ હવે ખાવસા આપણે કોઈ દિવસ ખાધા નથી તો ટ્રાઈ કરવી છે એક્ચુલી એ મેં નેટ પર સર્ચ કર્યું તું એ તો કંઈક બર્મીઝ વાનગી છે હવે બર્મીઝ વાનગીમાં શું આવશે આપણને ખબર નથી મને હં હં હા હા એ વાત બરાબર છે પણ પણ આ તો આ તો બહુ ખોટું થયું કે બધા સ્ટોલ બંધ કરીને એ લોકોએ સીધા ખાવસા જ ઓપન કરી દીધા એટલીસ્ટ એકાદ પાણીપુરી લોચો રાખવો જોઈતો તો આપણી સુરતી ઓળખ છે એ તો હં એકાદ જ ના ના બરાબર છે છોકરાઓને ભાવે છે એવુ મેં સાંભળ્યું છે કે બધા મોટાઓ ઓછા હોય છે ત્યાં પણ આપણે જોઈએ ચાલો ને એક દિવસ કંઈક રવિવારે કે શનિવારે એવું કંઈક મેળ પાડીએ એક મિનિટ એક મિનિટ હા ઉભા રહેજો એક મિનિટ એક મિનિટ હં એટલે આપણે એવું હોય તો શનિવારે સાંજે જઈએ તમને ફાવે તો હું પાંચેક વાગ્યે મળું તમને બરાબરને ત્યાં ડાઇરેક મળીશું ચોક્કસ મજા કરીશું ઓકે ચાલો હા